જવાહર લાલ નહેરુ ભારતના વડાપ્રધાન પહેલાં હતા સરદાર પટેલ એ પણ એ આપણા નેતા હતા આપણા લોખંડી પુરુષ કહેવાય છે પછી ક્રિકેટરમાં વિરાટ કોહલી વિનુ માંકડ પછી શર્મા રોહિત શર્મા એ છે ગાંધીજી ગાંધી બાપુ પછી